શું તમે ઝોમેટોમાંથી વાત કરી રહ્યા છો મારે ફૂડ ઓર્ડર કરવાનો હતો તો તમારે ત્યાં પનીર અવેલેબલ છે અચ્છા તો પનીરનો કેટલો ભાવ છે ઓ એકસો સિત્તેર અને પાલક પનીરનો કેટલો ભાવ છે અચ્છા એકસો એંસી અને એને સાથે તંદૂરી કેટલા રૂપિયામાં મળશે પાંચ તંદૂરીના પચાસ રૂપિયા સારું તો હું અહીં એડ્રેસ તમને મોકલું છું તમ આપણે તમારે ઓનલાઇન પેમેન્ટ ચાલે છે સારું તો હું અત્યારે ઓનલાઇન પેમેન્ટ કરી દઉં છું તમે આ અરવિંદ મિલની સામે નરોડા રોડ અમદાવાદ ત્યાં આવી જાવ